આજકાલ દારૂ સીગરેટ અને નશા દ્રવ્યોનું સેવન આપણા યુવાનોમાં વધુ જોવા મળે છે કે જેની અસર ફિલ્મથી અને ચલચિત્રોથી આપણા સમાજમાં આવી છે જો આપણે તેને સુધારવું હોય તો બાળપણમાં મેં એક વસ્તુ શીખેલી કે કોઈ બાળકને આપણે એની પાસેથી વસ્તુ લેવી હોય તો એ નહીં આપે પણ આપણે એને બીજી વસ્તુ પકડાવી દઈશું તો એ પેલી વસ્તુ મૂકી દેશે તો મુખ્ય વાત એ છે કે આપણે કોઈને સીધી રીતે જઈને કહીશું કે દારૂ ન પીવો જોઈએ સીગરેટ ન લેવી જોઈએ તો તેઓ નથી જ માનવાના પણ આપણે તેને બીજી વસ્તુ જેમકે પુસ્તકો છે કોઈ સારું જ્ઞાન છે રમત ગમત છે એમાં આપણે તેઓને જોડી દઈએ તો તેઓનું ધ્યાન તેમાં લાગી જશે અને તે સીગરેટ દારૂ જેવાં નશાકારક દ્રવ્યોમાંથી બહાર નીકળી શકશે પણ આપણે ફક્ત સલાહો જ આપતા રહીએ આમ કરવું જોઈએ આમ ન કરવું જોઈએ પણ આપણે એ લોકોને કોઈ વિકલ્પ જ નથી આપતા કે તેઓ તેમાં જોડાઇ રહે પોતાનો ટાઈમ આપી શકે તે મુખ્ય આપણે યોગ પણ કરી શકીએ છીએ યોગ દ્વારા પણ આપણાં નશાકારક દ્રવ્યોનું સેવન ઘટાડી શકીએ છીએ અને આપણે કોઈ જાગૃતતા પણ લાવી શકીએ છીએ એવાં આપણે સેમિનાર્સ પણ કરી શકીએ છીએ જેમાં નશાઓથી થતાં નુકસાનો જેવા કે સીગરેટ પીવાથી ફેફસાઓ ઓગળી જતાં હોય છે દારૂથી આપણું લીવર ખરાબ થઈ જતું હોય છે અને જે નશાઓનાં નુક્સાનો છે આપણને માનસિક ત્રાસ મળે છે આપણો મગજ કામ કરવાનું બંધ કરી દીધું હોય છે તો આપણે તેનાં જ નુક્સાનો છે તે દર્શાવી અને યુવાનોમાં જાગૃતતા લાવી શકીએ છીએ કે આ વસ્તુ આપણી માટે અને આપણી આવતી પેઢી માટે સારી નથી તેથી દારૂ સીગરેટ વગેરે નશાનાં દ્રવ્યોનું સેવન યુવા પેઢીને વિનાશ તરફ લઈ જઈ રહ્યું છે તે તેઓના મગજમાં વ્યવસ્થિત બેસાડી દેવું જોઈએ એને રોકવા માટે આપણે તેને એટલા જાગૃત અને સંવેદનશીલ બનાવવા જોઈએ નશા તે લોકો કરે છે એટલે એનો સીધો મતલબ છે કે એ લોકોનાં જીવનમાં પ્રેમની અછત છે તો આપણે તેને પ્રેમથી સમજાવવું જોઈએ કે આવી વસ્તુઓ જરાય યોગ્ય નથી અને તેને રોકવા આપણે અલગ અલગ ચલચિત્રો અને ચિત્રો દ્વારા કે તેની આડઅસરો જે થાય છે તેને આપણે ચિત્રો દ્વારા દર્શાવીને પણ તે અટકાવી શકીએ છીએ હમણાં જ બે દિવસ પહેલાં અમારા જુનાગઢમાં એક હેપી સ્ફીડનું કાર્યક્રમ હતું જેમાં અમારે ચિત્રમાં સે નો ટુ ડ્રગ્સ એ ટૉપિક હતો જેમાં અમારે ચિત્ર દોરવાનું હતું એ ચિત્રમાં પણ નશાઓથી આપણાં શરીરને શું નુકસાન થાય છે એ બધાય લોકોએ ખૂબ જ અલગ અલગ અને સારી રીતે દર્શાવ્યું હતું તો આપણે એવી રીતે અલગ અલગ વસ્તુઓથી તેઓને રોકી શકીએ છીએ અટકાવી શકીએ છીએ અને સમજાવી શકીએ છીએ